બાઈક ગેરેજમાંથી બોલો મારે એક સ્પ્લેન્ડર બાઈક છે મોડીફાઈ કરાવવું છે તો થઇ જશે હા તો કેટલો ખર્ચો આવશે એમાં એવું છે તો કઈ રીતે ખબર પડે આપણે કોઈ આઇડિયા તમારા પાસે પ્લાન હશે આ ટાઇપ બનાવવાનું આ ટાઇપ

તો કેટલો ખર્ચો આવે અંદાજે મારું બાઇક બહું જૂનું છે તો થઈ જશે પણ

ડીસકાઉન્ટ મળશે ને ઓકે ઓકે કઈ બાજું દુકાન છે તો તમારી દુકાન અડ્રેસ અપ્સરાનાં બાજુમાં માર્કેટના ગેટ અગાડી હેં ને હા શું નામ હતું જોયેલી હોય એવું લાગે પણ યાદ નથી શું નામ હતું દુકાનનું ભટ્ટી ગેરેજ હેં ને કયો ટાઈમ છે એવો ખૂલ્લું રહેવાનો કેટલા વાગ્યા સુધી ખૂલ્લી હશે રાતે સાત વાગે હેં ને હા બરાબર ચાલો